આ પેઢીના લોકો ધાર્મિકની તો વાત જ નથી રહી પેઢી આગળ કેવી રીતે વધારે છે પેઢી આગળ અત્યારે વધારવા એટલે અત્યારે આ ભાવિ પેઢીનું કેવી રીતે આગળ વધારે છે કે કોઇપણ કહેવાય નહીં કારણ કે અત્યારની જે જનરેસન છે તે પેઢીને વધારે પડતી આગળ વધારવા માગતી નથી હોં અને આપણે ગુજરાતમાં પેઢી તો આગળ ચાલવી જોઇએ અને તેમને સારા સંસ્કાર આપવા જોઇએ ધર્મની વાતો શીખવાડવી જોઇએ આપણા પ્રદેશના લોકો બહુ સરસ રીતે એમનાં બાળકોને સંસ્કારનું સિંચન કરે છે અને એમની પેઢી પણ આગળ વધારે છે અને તેમાં ગુણો પણ સારા હોય છે એટલા માટે ગુજરાતની પેઢી બહુ સરસ ચાલે છે